હાલો મુખ્ય ગુજરાતી વાનગીઓની અંદર એમાં એવું છે કે ગુજરાતી વાનગીનું તો મોટું બધું લિસ્ટ છે એટલું બધું લિસ્ટ તો કાંઈ બોલી શકાય નહીં તો એમાં આવે પહેલાં તો આવશે બાજરાના રોટલા આવશે બાજરાનો રોટલો કઢી ખીચડી કાચો સંભારો પછી ડુંગળી એ અમારું રોજનું ખાવાનું મેનૂ છે અને રાંધવાનું છે અને એમાં તમે જોઈએ તો આપણે દાળભાત બનાવીએ છીએ પછી ઢોકળાં બનાવીએ છીએ પછી આ વઘારેલો ભાત કરીએ છીએ પછી બધી ભાતના શાક કરીએ છીએ કે રીંગણ આખા રીંગણનું શાક કરીએ છીએ રીંગણનો ઓળો કરીએ છીએ ભેગા બાજરાના રોટલા હોય છે પછી અડદની દાળ હોય છે પછી દહીં હોય છે અને અથાણાં હોય છે પછી કાચામાં ડુંગરી ટમેટા અને કાકડીનું કાચુંક બનાવીએ છીએ પછી કાકડીનું લોકો વાળો સંભારો કરીએ છીએ પછી ગાજર મરચાંનો કોબીનો સંભારો બનાવીએ છીએ પછી ટીંડોળાનો લાંબીચીરનો સંભારો કરીએ છીએ તેની અંદર ઘણી વાર ગોળ પતીકાં કરીને લોટવાળો સંભારો કરીએ છીએ મરચાંનો સંભારો રાયનો સંભારો નકરી રાય નાખી હિંગ નાખીને સંભારો બનાવીએ છીએ પછી મરચાંનું નકરી મેથીનો સંભારો બનાવીએ મરચાંનો લોટવાળો સંભારો કરીએ છે મરચાં આથેલાં બનાવીએ છીએ મરચાં ભરેલાં બનાવીએ છીએ મરચાંનું શાક બનાવીએ છે કેટલી બધી વાનગીઓ બને છે આ બધી અમાર રૂટીન વાનગીઓ છે અમે દેશી જ ખાઈએ છીએ અને દેશી જ રાંધીએ છીએ અમારા ઘરના શાકભાજી છે જેમાં કે રીંગણાં છે તૂરિયા છે ગલકા છે ભીંડા છે ચોળી છે વાલ છે સાઠ દિવસના વાલ વાવ્યા છે ચોળી વાવી છે આ બધાના અમે શાક બનાવીએ છીએ લીલા શાક ખાઈએ છીએ સુકેલી ચોળી સુકેલા વાલ સુકેલા વટાણા ફ્રિજર કરેલા વટાણા કે એવું અમે ન ખાઈએ અમે તાજે તાજું ખાઈએને તાજે તાજું બનાવીએ જેટલું ખાવું એટલું જ બનાવવાનું ગરમ ગરમ બનાવવાનું ગરમ ગરમ ખાવાનું ટાઈમે જ ખાવાનું ટાઈમે જ રસોઈ કરવાની હા રસોઈ કરીને ચાર કલાક પહેલાં મૂકી દેવાની ફ્રિજમાં મૂકી દેવાનું ને એવું ના કરીએ અમે અમારા ઘરમાં ફ્રિજ છે પણ ફ્રિજની અંદર અમે દૂધ ને દહીં જ રાખીએ છીએ બીજું કાંઈ રાખતા નથી ખાવાનું ને રાધવાનું અને આ બધી વસ્તુઓ અમે રાંધીએ છીએ અને ઘણી વાર અમે ભજીયાં કરીએ છીએ દૂધપાક કરીએ છીએ આ બધો મને રાંધીને ખાવાનો શોખ છે ઓળો બનાવીએ છીએ થેપલાં બનાવીએ પૂરી કરીએ મસાલાવાળી ભાખરી કરીએ પછી સેન્ડવિચ કરીએ પણ વધારે પૂરતા તો અમે સાદું જ ખાઈએ છીએ કારણ કે એજવાળા માણસોને સાદું જ ભાવે છે આ નવું નવી વસ્તુ જી આવી છે નથી ભાવતી પછી જોઈએ તો અમે કેવું કહેવાય પાણીપૂરી કે એવું બનાવવાની હોય છે તો એ ઘરે જ કરીએ છીએ મસાલા અમે ઘરે જ બનાવીએ છીએ પછી જ બ્રેડનું કોઈ આઇટમ હોય છે તો એ અમે ઘરે જ બનાવીએ છીએ બધી ચટણીઓ અમે ઘરે કરીએ છીએ જેમકે ટમેટાંની ચટણી છે મરચાંની ચટણી છે લસણની ચટણી છે પછી જુદા જુદા બધાય ફ્રૂટ વધ્યા એને શું બનાવીએ છે ફ્રૂટસલાડ બનાવીએ છીએ પછી કેમ કહેવાય ખીર બનાવીએ છીએ આ બધું અમાર ઘરે બનતી વસ્તુઓ બધીએ છે તેમ જોવા જાઈએ તો અમે પછી માંડવી પાક બનાવીએ છીએ એ અમારે ઘરની માંડવી હોય છે દાણા શેકીને બનાવીએ છીએ પછી દાણાની ચટણી બનાવીએ છીએ પછી મોહનથાળ બનાવીએ છીએ મૈસુર બનાવીએ છીએ ગાંઠિયા બધી પ્રકારના ગાંઠિયા એ અમે ઘરે અમારે ઝારા લઈને ઘરે બનાવીએ છીએ પછી એમ જોઈએ તો અમે કેવું કહેવાય ગાંઠિયા ભેગી ચટણી પછી જલેબી ગુલાબજાંબુ મૈસુર પછી બધી જાતના ચેવળા એ બધુંએ અમે બનાવીએ છીએ આ બધ બધી જાતના ચેવળા બનાવીએ છીએ પછી એમાં નાખવાની ચટણીઓ મસાલા પછી છાશના મસાલા છે પછી લીંબુ શરબતના મસાલા છે એ બધા અમે ઘરે જ બનાવીએ છીએ તીખાની ભૂકીને આમચૂર પાવડરને એવા બધાય નાખીને બહારની વસ્તુનો તો અમે ઓછો ઉપયોગ કરીએ છીએ છોકરાનો બોર્નવિટા મારા ઘરમાં ચા ઓછી બને છે બોર્નવિટા જ બધાયને પીતા હોય છે પછી દૂધની અંદર આદું નાખીને પીવામાં આવે છે પછી ઘણી વખત દૂધ સીધું અમારે દોવાઈને આવે છે તો રોટલો દૂધ ને ખીચડી ને શાક અમે ખાઈ લઈએ છીએ એટલે આ બધી વસ્તુઓ છેને ઘરમાં જ બને છેને ઘરની અંદર જ ખાવાની ને આવી જ ખાવાની બારની વસ્તુઓ ઓછી ખાઈએ છેને ઓછું બનાવીએ છીએ જેમકે મને મમરા છે કાચા મમરાની અંદર તો એની અંદરે જીરું છે તેલ છે ને ચટણી થોડાક ટમેટાં નાખીને ખાઈએ અમે એ ખાવાની બહુ મજા આવે છે એમ જોઈએ તો પછી ટાઢી રોટલી હોય છે એ વઘારી નાખીએ અમે એ વઘારેલી રોટલી ભેગો છે કોઈ ચા ન પીતું હોય તો દૂધ સાથે ને ચા પીવાનું છે પછી ટાઢો રોટલો હોય તો એ દહીંની સાથે ખાઈ લઈએ છીએ પછી ટાઢો રોટલાને અમે વઘારી નાખીએ છીએ આ બધી વાનગીઓ ખાવાની બહુ મજા આવે છે પછી રોટલી તળેલી રોટલી જાજી થઈ ગઈ હોય તો એ તળી નાખીએ છીએ પછી પૂરી બનાવી નાખીએ છીએ પછી એમ જોઈએ તો થેપલાં બનાવી નાખીએ છીએ એટલે આવી બધી વસ્તુઓ છેને ઘરમાં બનાવીએ અને ખાઈએ છીએ બહારની વસ્તુઓને આ જે આ બધી આ વેચવા આવે છે ઝોમેટાવાળી કેવી વસ્તુ છે શું છે એ અમને ખબર નથી એટલે એ બધી વસ્તુના નામ નથી આવડતા આવી દેશી વસ્તુઓના બધાયના નામ આવડે છે